અમારે ઘરની આસપાસ તો કોઈ ગૃહ નિવાસની સગવડ નથી કારણ કે ત્યાં આ લોકલ પબ્લિક હોય છે એટલા માટે ત્યાં તો નથી પણ અમારાં ઘરથી દૂર ત્યાં આ ગૃહ નિવાસની સુવિધા છે જેથી એ બહારથી લોકો આવે તો ત્યાં હા રહે છે અને તે લોકોને બધી સુવિધા મળી રહે છે જેથી આજુબાજુમાં આ રહેતી લોકલ પબ્લિકને પણ કોઈ વાંધો ન આવે તેની એ એ સુવિધા આ પણ એ લોકો ધ્યાન રાખે છે અને એ બહારથી આવેલાં લોકોને કંઈપણ પ્રોબલમ ના આવે તેનું પણ ધ્યાન રાખે છે એતે બહારથી આવેલાં લોકોને ત્યાંની વાહન વ્યવહારની સુવિધા કંઈપણ જગ્યાએ જવું હોય તો તે મળી રહે છે ત્યાંથી સરળતાથી પરંતુ તે વિસ્તારમાં વધારે પડતી ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે જેથી એ તે લોકોને વધુ સમય જાય છે કઈપણ જગ્યાએ જવું હોય તો તે લોકોને એ તે એક પ્રોબલમ રહે છે એ જેથી તે એ જવા માટે વધારે ટાઈમ જાય છે તે લોકોનો વાહન વ્યવહાર તો સરળતાથી મળી જ રહે છે અને તે લોકોને એ રહેવા માટે પણ સારી સુવિધા મળી રહે છે